હા છું પૂછતો હતો તું મને આપણી ભારતની લોકપ્રિય રમતો અરે કેટલી બધી છે આપણી લોકપ્રિય રમતો નથી જાણતો તું અરે હોકી છે ક્રિકેટ છે કબ્બડી છે બિડમેન્ટન છે અરે આપણા ગામડાની રમતો નથી ઓળખતો તું ગીલી ડંડા છે બરાબર તો આ બધી જ આપણી ભારતની લોકપ્રિય રમતો છે હા એ બધી જ અરે ખિલાડીઓમાં મારામાં તો હું તો ક્રિકેટમાં વધારે રસ છે મને એટલે મને તો કોહલી ગમે છે રોહિત ગમે છે હા હા મારા ફેવરેટ છે હ તું કોઈ વખત આવ ભાઈ અમદાવાદ આપણે સ્ટેડિયમ જઈએ અરે અત્યારે અત્યારે જ હું જઈ આવ્યો સ્ટેડિયમમાં અરે જે મજા છે સ્ટેડિયમમાં યાર બોસ ફાઈન છે યાર જે રીતના સ્ટેડિયમમાં જોવાઈને ટીવીમાં જોવાઈ એના કરતાં સ્ટેડિયમમાં જોવું બહુ સારું ભાઈ એટલે તું એક વખત છે ને જ્યારે આપણી અમદાવાદમાં ક્રિકેટ રમાયને ત્યારે તું અમદાવાદ આવ આપણે સાથે જઈએ હા હા હ સારું કોઈ દિવસ આવ તું તો આપણે જઈશું